મારી પાસે બધાં જુના પુસ્તકો તો બધાં ઘણાં બધાં છે સમજો કે હતાં એમાં ખાસ કરી ને આપણા ગુજરાતી લેખકો ગુણવંત શાહ સુરેશ દલાલ મોહમ્મદ માંકડ કયા કયા નામો ગણાવું એટલા બધાં પુસ્તકો મારી પાસે હતાં ને વાંચી ને હું સેવ કરી રાખતો હતો અને રીપીટેડલી મેં વાંચ્યા છે ગુજરાતી પુસ્તકો વાંચવામાં મેં કોઈ કમી નથી રાખી ખાસ કરીને જયારે વાંચુંને ત્યારે જે મને ગમતી લાઈનો હોય ને એને હું અન્ડરલાઇન કરતો હોઉં છું અને બીજુ ખાસ કરી ને હું જયારે કોલેજમાં હતો ને હું બીકોમ જયારે ભણતો હતો ત્યારે મેં રીડર્સ ડાયજેસ્ટ જે વર્લ્ડવાઈડ પ્રખ્યાત છે રીડર્સ ડાયજેસ્ટ મંથલી મેગેઝીન એ હું ખાસ વાંચતો અમુક આર્ટીકલ જેનો મેં સ્ટોક કરી રાખેલો દર વર્ષે તે બાર આવે લગભગ મેં પાંચ છ વર્ષ તો એનો મેં સ્ટોક કરી રાખેલો અમુક માર્કિંગ કરીને કે આ વાંચવા જેવા છે અને રીડર્સ ડાયજેસ્ટની ખાસ કંડેન્સ બુક આવતી હતી પર્ટીકયુલરલી બનાવ બન્યો હોય એની કંડેન્સ બુક આવતી હતી એ પણ મેં ઘણી વાંચેલી અને મારી પાસે હતી હવે કંડેન્સ બુકમાં તો વર્લ્ડ વોર વન વર્લ્ડ વોર ટૂ પ્લસ અમુક એડવન્ચરસ અમુક ઍન્ટરટટાઈમેન્ટની બધી બૂકો આવતી હતી એ પણ મેં વાંચી લીધી હવે આ બધી ધીરે ધીરે ધીરે મેં સાચવી રાખેલી પણ પછી અમુક અવસ્થા મારી થઇ વાંચવામાં મારી તકલીફ થવા માંડી એટલે આપણી જે નર્મદ લાયબ્રેરી છેને ત્યાં જઈને બધી આપી આવ્યો ત્યાં બધા પુસ્તકો જોઈ ને લાયબ્રેરિયન પણ ખુશ થઇ ગઈ કે આવા બધા પુસ્તકો તમે રાખી મૂક્યા છે પણ હવે મારા કામના હતા નહીં કેમકે વાંચવામાં મને જરા તકલીફ પડતી હતી અને થાક પણ લાગતો હતો વાંચવામાં એટલે આ બધાં પુસ્તકો અમે નર્મદ લાયબ્રેરીમાં આપી દીધાં